માસી નિયતિ બોલું હં કેમ છો હ મને બહુ સારું નથી મારી દીકરીને મજા નથી માસી મને મારી દીકરીને અત્યારે જરાય મજા નથી એને બહુ તાવ શરદી થઈ ગયા છે અને હોસ્પિટલમાં એડમિટ કરવી પડે એમ છે પણ માસી તમે મને બે દિવસની એ રજાનો આપી શકો મારે એને અમદાવાદ લઈ જવાની છે ચેકિંગ માટે માસી આ યોગ્ય ન કહેવાય મેં તમારા આટલા વર્ષોથી હું તમારા ઘરે કામ કરું છું અને તમે મને બે દિવસે રજા તો આપી શકોને તમે મને ઓળખો છો હું ખોટી રીતે રજા નથી માંગતી પણ માસી તમે મને સાવ રજા આપી દો મારે મારુ ઘર કેમ હલાવું તમને ખબર છે કે મારા પતિ ઓફ થઈ ગયા છે હું મારી દીકરી અને અમે બંને એકલા રહીએ છીએ અત્યારે એને મજા નથી મારે પૈસાની પણ તંગી છે માસી કંઈક રસ્તો એવું હોય તો હું બે દિવસ કંઇક તમને થોળીક કંઇક એડઝસ્ટ કરી દઉં અત્યારે હું તમારું થોડુંક કામ તમારું વહેલું કરી જાઉ મને થોડા દિવસની બે દિવસની રજા આપો મારી દીકરીને જરાય મજા નથી હા મને બધી શરત તમારી મંજૂર છે બધી શરત બધી શરત તમારી મંજૂર છે મને બે દિવસ આપો મારી દીકરી સાજી થઈ જાય એને તાવ અત્યારે કેટલો છે પણ માસી તમે એતો જુઓ મારે અત્યારે કેટલી તંગી છે એ સામે મારે એનો ઈલાજ કરાવાનો છે તમને ખબર છે ખર્ચા ઓછા નથી થતા પણ મેં માસી તમે મારી ઘરે આવીને જોઈ શકો છો મારી દીકરી અત્યારે બીમાર છે હું ડૉક્ટર પાસે જઈને આયવી ડોક્ટરે એમ કીધું કે અહીંયા ઈલાજ થઈ શકે એમ નથી અમદાવાદ જાવું પડે એમ છે મોટી હોસ્પિટલમાં નથી મારી પાસે અત્યારે પૈસા માસી આગળ વિચારીને એટલે શું તમે પ્લીઝ મને સાવ રજા ના આપતા હું શું કરીશ મને દીકરીને મારે અત્યારે સાજી કરવી છે ને મારે ભણાવવી છે અને માસી એક બીજી થોડીક તનસેર તમે મને પગાર થોડોક વહેલો આપી શકો બે મહિનાનો માસી એવું શું કંઈ વાંધો નહીં ના હું તમને કહું છુંને કે બે દિવસ હું આવીને વહેલું વહેલું કામ કરી જઈશ હું વહેલું બે દિવસ આવીને મારે પરમ દિવસે લઈને જાવાની છે અમદાવાદ એને અને મને પ્લીઝ થોડો પગાર વેલો આપી દેજો જેથી કે જેથી હું એને લઈ જઈ શકું બસના ભાડા એટલા છે અને ખાવા પીવાના દવાના એટલા થેન્ક યુ મેડમ